હા ડ્રાઈવર સાહેબ નમસ્કાર અરે સાહેબ અમે તમારી ક્યારની રાહ જોઈએ છીએ તમારી ઓલા કેબની અંદરથી મેં જે આ ગાડી નોંધાવી છે આ સરખેજ ચોકડીએ અમે દોઢ કલાકથી રાહ જોઈને ઊભા છીએ તમારી તમે અત્યારે છો ક્યાં એ કહો ને સાહેબ અરે અમારા ફેમિલી સાથે તમને નોંધાવી હતી તમે ટાઈમ બૂક કર્યો હતો તે છતાંય તમે ક્યાં છો તે અમને કહેતા નથી એક તો ફોન આ કેટલા ફોન કર્યા ત્યારે તમે અમારો ઊપાડ્યો હા એ જ વાત કરું છું સર તમે ફોન તો ઉપાડવો જોઈએને રિસિવ કરીને જવાબ તો આપવો જોઈએને અમારે ટાઈમે પહોંચવાનું હોય અહીં પરિવારને લઈને આંય રોડ પર ઊભો છું સર હા એ તમારો પ્રશ્ન છે ટ્રાફિકનો પ્રશ્ન હું માનું છું પણ આટલી તો વાર ન લાગે સાહેબ તમે અત્યારે છો ક્યાં એ કહો ને મને

નરોડા હા તો તમારે તમારું સ્થાન નરોડા હોય તો તમારે અહીં પહોંચતા અડધો કલાક થાય રીંગ રોડે નીકળો તમે એટલે અડધો કલાક વધીને પહોંચી શકો તમે પોણી કલાક થાય તમારે દોઢ કલાક કરી સાહેબ હેં તમને મેં કીધું હતું કે આ ટાઈમે આવી જવાનું અમે આઠ વાગ્યાના અહીં ઊભા છીએ બરાબર અત્યારે કેટલા વાગ્યા જુઓ સાડા નવ ઉપર થયો ટાઈમ સાહેબ ના ભાઈ ના તમારી ફરિયાદ મારે ઉપર કરવી પડશે તમારી જે કંપની છે કેબને કે ભાઈ આ આને તમારું આ વર્તન આવો જવાબ જો તમે આપો છો વારે લાગે તો એ જવાબ યોગ્ય નથી સાહેબ તમારે જવાબ તો વ્યવસ્થિત આપવો પડે તમે સર્વિસ આપવા બંધાએલા છો અને અમે એનું પેમેન્ટ આપવા બંધાએલા છીએ વાત સો ટકાની પણ તમે આ વર્તન તમે ન કરી શકો એમ નહીં હવે મને ફાઈનલ કહો તમે ક્યારે આવો છો નહીંતર હું કેન્સલ કરું છું મારો ઓર્ડર અને બીજું કે મને જે લેટ થયું છે એના કારણે હું એક બીજી જગ્યાએ પહોંચ્યો નથી એનો બદનક્ષીનો એનો વળતરનો દાવો હું માંડીશ તમારી ઓલા કંપની ઉપર બરાબર પછી મને ન કહેતા ના પણ હવે મારે કેન્સલ જ કરવો પડે ઓર્ડર મારે જ્યાં પહોંચવાનું હતું જે પ્રસંગની અંદર એ પ્રસંગ છે એ પૂરો થઈ ગયો સાહેબ અત્યારના સમયમાં તમને ટાઈમનું મહત્ત્વ તો ખબર છે ને મેં એટલા માટે અડધી કલાકનો ટાઈમીંગ સેટ કરીને ત્યાં આગળ નોંધાયું હતું ભાઈ વહેલા બોલાવી લઈએ તે છતાં તમે બીજો કલાક ઉમેરી દીધો ટ્રાફિક બરાબર છે ભાઈ ટ્રાફિક તો મનેય ખબર છે થોડું ટ્રાફિક રહે છે પણ ટ્રાફિકને બાદ કરીને જ મેં એ રીતનો ટાઈમ નોંધ્યો હતો કે હું ટાઈમે પહોંચી શકું તે છતાં તમે મારો એક કલાક બીજો વધારે લઈ લીધો તો હવે હું કઈ રીતે તમને કહું કે તમે આવો તમે જ્યાં હોય ત્યાં બરાબર છો મારે કંઈ લેવાદેવા નથી હવે તો પણ હવે તમે સાચું મને કહેતા નથી કેટલા ફોન કર્યા તમે ફોન ઉપાડતા નથી આ લોકોને હું કે બાર જવું હતું તોય નથી જવા દીધા મેં કું હમણાં ગાડી આવશે આપણે મોડું થશે જલદી બેસી જઈએ ના ડ્રાઈવર સાહેબ એ વાત ખોટી તમારે તમારા ટાઈમે તમને કીધું હોય આવવું જ પડે એ આપણો ઓર્ડર હતો એ ઓર્ડર હવે મારે કેન્સલ કરવાનો થશે એવું લાગે છે હા આ તો તમે ત્યાંથી હજુ અડધી કલાક લઈ લ્યો છો વળી પાછા ત્યાં નહીં હોય તો મને શું ખબર પડે તમે નરોડા છો કે નથી તમે ક્યાંક બીજે હોય તો અમદાવાદથી ક્યાંક ઓલી બાજું હોય તો ક્યાં ગોતું તમને કારણ કે પહેલી વાર ફોન કર્યો ત્યારે તમે જુઠ્ઠું બોલ્યા હતા કે હું અહીં છું ને તેમ છું ને તો એટલી વારમાં તમે પહોંચી શકો સાહેબ સવાલ જ નથી ને સાહેબ ટાઈમ ઈઝ મની સમય કિંમતી છે બરાબર અને તમે ઓન રોડ આવા સારા રોડ પર એય એમ કહેતા હોય કે રોડ ખરાબ છે તો ક્યાં રોડ ખરાબ છે સાહેબ અત્યારે અમદાવાદના રોડ બધા સરસ કરી નાખ્યા છે ગવર્મેન્ટે તો પછી સવાલ જ નથીને હા